હું મારા જીવનમાં અનેક અનેક બધા ઘણા બધા શુભ પ્રસંગો હોય છે દરેક વ્યક્તિના જીવનમાં હોય છે પણ બધા લોકોને પ્રસંગને શરૂઆત કરવાની પદ્ધતિઓ અલગ અલગ હોય છે જેમકે મારા દીકરાનો જન્મદિવસ હોય ત્યારે અમે સૌથી પહેલાં તો મંદિરમાં પૂજન કરાવીએ છીએ શિવ પૂજા કર્યા બાદ એને હું જન્મદિવસ માટે વૃધ્ધાશ્રમમાં લઈ જાઉં છું બાલાશ્રમમાં લઈ જાઉં છું એનું રિઝન એવું છે કે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે જે લોકો ઘણા લોકો હોય છે એ પેરેન્ટ્સને વૃધ્ધાશ્રમમાં મૂકી આવે છે તો જ્યારે એ બાળક છે એનામાં અત્યારથી એવા સંસ્કાર આવશે કે ના આપણે આપણા પેરેન્ટ્સને ઘરે સાચવવા જોઈએ આપણા દાદા દાદી છે કારણ કે આપણા કલ્ચર પ્રમાણે તો આપણા લોકો જે છે મોટા છે એ લોકો જ બાળકોને સાચા સંસ્કાર આપતા હોય છે એટલે આ સંસ્કારના ભાગરૂપ હું મારા દીકરાનો જન્મદિવસ એવી રીતે મનાવું છું કોઈ પણ લગ્નપ્રસંગ હોય ત્યારે પણ શુભ શરૂઆત થતી હોય છે ગણેશપૂજનથી ગણેશ ભગવાનને યાદ કરીને હરએક કાર્યને શરૂઆત થાય છે સ્કૂલ હોય છે તો સરસ્વતીમાતાને યાદ કરીને જેમકે મારો સન મને યાદ છે મારો દીકરો પહેલી વાર જ્યારે સ્કૂલે ગયો હતો ત્યારે મેં એને નાનપણથી જ એક મગજમાં સંસ્કૃત શ્લોક પાકો કરાવ્યો હતો અને મેં કીધું કે જ્યારે પણ તું સ્કૂલે જા અને જ્યારે સ્કૂલની અંદર એન્ટર થા ત્યારે આ સંસ્કૃતનો શ્લોક બોલીશ એટલે ક્યારેય તને સ્ટડીમાં પ્રોબ્લેમ નહીં થાય અને ઈવન એ આજે પણ એ સંસ્કાર જે એની શરૂઆત એ શુભ પ્રસંગ કારણ કે આપણે બાળકના જીવનમાં સૌથી મહત્ત્વનો પ્રસંગ એ હોય છે કે જ્યારે આપણે આપણા ઘરેથી આપણા બાળકને સ્કૂલે મૂકવા જઈએ છીએ અને ફસ્ટ ડે જ્યારે એનો સ્કૂલનો હોય છે ત્યારે આપણા માટે પણ ડિફિકલ હોય છે અને બાળક માટે પણ તો મને યાદ છે એ મારા સનને હું જયારે સ્કૂલે મૂકવા ગઈ હતી ત્યારે મેં એને એક સંસ્કૃતમાં શ્લોક પણ કરાવ્યો હતો જે સરસ્વતી માતાનો ખૂબ જ છે યાકુન્દે દૂતુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રામૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિમિ દેવૈ સદા વંદિતા સા માસ્ પાતુ સરસ્વતી ભગવતી નિ શેષ જાડ્યાપહા આ પ્રકારના શ્લોક બોલીને એને એટલો બધો ઉત્સાહ થઈ ગયો કે મમ્મા હવે હું જો એ સ્કૂલની અંદર જઈશ તો મને પાકુ બધી જ એક્ઝામ પણ હું સારી રીતે પાસ કરી શકીશ અને કોન્ફિડન્સ પણ વધ્યો છે તો હરેક જીવનનો કોઈ પણ આપણા જીવનમાં સારો પ્રસંગ હોય સ્કૂલે મૂકવા જવાનો એ પહેલો દિવસ હોય લગ્નપ્રસંગ હોય જન્મદિવસ હોય તો પણ આપણે જો આ પ્રકારે એને ઉજવવામાં આવે અને આપણા આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તો એ બાળકની અંદર તમે અત્યારથી જ સંસ્કારનું સિંચન થાય છે જેમકે લગ્ન સંસ્કાર છે જનોઈ સંસ્કાર છે આપણા તો ઘણા બધા સોળ સંસ્કાર છે અને સોળે સોળ સંસ્કાર એવા યાદગાર રીતે આપણે ઉજવતા હોઈએ છે કે લોકોને પણ યાદ રહી જાય અને આપણને પણ યાદ રહી જાય અત્યારે તો ફોટોગ્રાફીની પણ હોય છે આપણે બાળકને નાનપણથી ફોટોગ્રાફી એના જનમથી લઈને એના અત્યાર સુધીના ફોટો હોય તો એને બાળકને દેખાડીએ કે જો આપણે આ પ્રસંગની અંદર આવું કર્યુ હતું આપણે શિવ મંદિરમાં જઈને તારો પહેલો જન્મ દિવસ હતો ત્યારે આવું પૂજન કર્યુ હતું તે ત્યારે તું નાનો હતો ત્યારે નીંદરમાં પણ તું આ પ્રકારે વાતો કરતો હતો એવી અનેક અનેક પ્રસંગો બનતા હોય છે જે હરેક પ્રસંગ જનમથી લઈને મરણ સુધીના હરેક વ્યક્તિના જીવનમાં આવતા પ્રસંગો શુભ જ હોય છે જેવી રીતે આપણે જન્મને ઉજવીએ છીએ એવી રીતે મૃત્યુને પણ ઉજવવો જોઈએ કારણ કે મૃત્યુ પણ એક પ્રકારનો પ્રસંગ જ કહેવામાં આવ્યો છે તો ઘણા બધા એવા પ્રસંગો જીવનમાં યાદગાર હોય છે જેને ભૂલી નથી શકાતો મારા જીવનમાં મારા મેરેજ મારા દીકરાનો જન્મ અને એનો જન્મદિવસ મનાવવો એ મારા માટે ખૂબ જ યાદગાર પ્રસંગ હતો ને છે આજે પણ જેને હું યાદ કરીને પણ મને એ ખૂબ જ ગમે છે યાદ કરવું ગમે છે અને વારંવાર રાત્રે સૂતા વખતે પણ હું મારા દીકરા સાથે બધી જ વાતો હું એને સંભળાવું છું હું એને કહું છું કે તારો ફસ્ટ જન્મદિવસ હતો પહેલા જન્મ દિવસે આપણે આ મંદિરમાં ગયા હતા ત્યારે આ પ્રકારની પૂજા કરી હતી જ્યારે મારા મેરેજ થયા ત્યારે મને આવું હું આવી રીતે તૈયાર થઈ હતી ત્યારે મેં અહીંયા આવી રીતે મંદિરમાં પૂજન કર્યુ હતું એટલે હર એક વસ્તુ મારા દીકરા સાથે શેર કરું છું અને એ પ્રસંગ એના દિમાગમાં પણ એના મગજમાં પણ સારી રીતે બેસી શકે એવા પ્રયત્નો કરું છું અને આજે ઘણા બધા લોકો હોય છે જે અલગ અલગ પ્રકારે પ્રસંગો મનાવતા હોય છે અને હરેક પ્રસંગને યાદગાર કઈ રીતે બનાવવું એ પણ આપણા હાથમાં જ છે